સંસ્કૃતિ એક એવી બાબત છે કે જે હું વધારે લખવા માગુ છું સંસ્કૃતિ ઉપર દેશની સંસ્કૃતિનો જળવાય લોકો સંસ્કૃતિ ફૉલો કરે અને સંસ્કૃતિના નિયમો પાળે આમ સંસ્કૃતિનું પણ એક ગૌરવ જળવાય એ માટે હું સંસ્કૃતિ ઉપર ઘણું બધુ લખવા માગુ છું સંસ્કૃતિ આવનારી પેઢીઓ માટે પણ જરૂરી છે અને આવનારી પેઢીઓ સંસ્કૃતિને ફૉલો કરે અને આપણું ઈન્ડિયન કલ્ચર ગુજરાત સોરી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે અને લોકો એને ફૉલો કરે એ માટે મારો એવો આ આશય છે કે હું આ બાબત ઉપર વધારે લખવા માગુ છું સમાજને સમજાવવાની કહેવાની વાત કરું તો હું શિક્ષણ માટે વધારે પ્રા પ્રાધાન્ય આપીશ શિક્ષણ એક એવી બાબત છે કે જે હું સમાજને કહેવા માગુ છું આ વાત શિક્ષણની જરૂરિયાત શિક્ષણનું મહત્ત્વ શિક્ષણથી સમાજને અને વ્યક્તિગત રીતે થતા ફાયદા આ જ દરેક બાબતને હું સમાજ સમક્ષ લઈ જઈ અને એ વિષયે સમાજને કહેવા માગુ છું ઉત્તરોત્તર સમાજમાં શિક્ષણનો પર્યાપ્ત વધે શિક્ષણનો પ્રભાવ પણ વધે લોકો શિક્ષિત બને રોજગારી વધે અને ઓવરઓલ સમાજનો વિકાસ થાય એટલે હું જ્યારે સમાજની સામે કોઈ પણ વસ્તુ લઈ જવાની વાત કરવાની આવે તો હું શિક્ષણ એક એવી વાત છે કે હું સમાજ સામે લઈ જઈશ